હલો તુલસી કાઠીયાવાડી મને તમારી ગુજરાતી થાળીનું ઓર્ડર આપવાનું છે એમાં તમે ગુલાબજામુન થોડા ઓછા નાખો છો એટલે એ બે ત્રણ ગુલાબજામુન ઉમેરી દેજો મને એક મસાલા છાશ જોઈએ અને આઈસ્ક્રીમમાં તમારા પાસે વેનીલા અને રાજભોગ મળી જશે ને અને મારે થોડું ચુરમો અને થોડી મારે જે વાનગીઓ તમે આપો છો એમાં થોડું પનીર એ ઉમેરી નાખજો અને થોડું મારે એમાં ચીઝ પણ ઉમેરવાનું છે મારે બે રોટલી ઉમેરજો એમાં હવે મને તમે બોલો તમારા આ કેટલા રૂપિયા થયા અને મને આ ડિલિવરી કેટલા સમય સુધી મને મળી જશે તમે મારું સરનામું લખી દો મારું સરનામું છે બંગલો નંબર ચાર સાર્થસ સોસાયટી પાલિકાનગર જેટલું જલ્દી હોય મારે જલ્દી ડિલિવરી આપજોને